યોગમાં સૌથી મહત્વનું છે કે લચકપણું અને તાકાત તો લચકપણા માટે ઘણા બધા એવા આસનો છે જે યોગમાં ઉપયોગી હોય છે એમાંથી અમુક આસનો હું તમને કહીશ કે ભુજંગ આસન છે તો ભુજંગ આસાનથી આપણા જે પેટનો ભાગ છે એને ખેંચાણ મળે છે અને એનાથી જ જે આસનમાં જે લચકપણું આવે છે છોકરીઓની ખાસ વાત કરીયે તો ભુજંગ આસન કરવાથી લચકપણું ઘણો એવો આવતો હોય છે અને કમરનો ભાગ પેટનો ભાગ ખૂબ જ પતલો દેખાતો હોય છે બીજી વાત કરીએ પદ્માસન તો પદ્માસન આપણે કમરથી નીચેનો જે આપણા શરીરનો કમરથી નીચેનો જે ભાગ છે એનાથી આપણે કરીએ છીએ પદ્માસના અને હંમેશાં જ્યારે પણ ધ્યાનમાં આપણે બેસીએ છીએ યોગ કરતી વખતે આપણે ધ્યાન ખૂબ જ મહત્ત્વનું છે તો ધ્યાનમાં જ્યારે પણ આપણે બેસીએ છીએ ત્યારે પદ્માસનનો આપણે ઉપયોગ કરતા હોય છે તેનાથી આપણા જે ઢીંચણ છે આપણા જે નીચેના પાની છે એ બધી ઊપયોગ કરી અને આ આસન થતું હોય છે સાથે બીજું આપણે વાત કરીએ તો ધનુર આસન તો ધનુર આસનમાં આપણે જે રીતના આખા બોડીનો એટલે કમરથી લઈને આપણા હાથથી લઈને પગથી લઈને આખા બોડીને લચકપણું આપતું આ આસન છે અને એવી રીતના આ રહ્યું આ આસન જે ધનુર આસન કરે તો તેનાથી કમરમાં ખૂબ જ લચકપણું આવતું હોય છે બીજા આસનની વાત કરીયે તો વજ્રાસન તો વજ્રાસનથી આપણા શરીરમાં ખૂબ જ સારા એવા એના ફાયદા છે જેથી કે આપડા પેટનું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એમાં ખૂબ જ આ આસન જરૂરી હોય છે તેથી વજ્રાસનમાં જ્યારે પણ યોગ કરો અથવા તો યોગ ના કરો અને ઘરમાં જ્યારે પણ તમે જમતા ફેરી પણ બેસો તો તમે વજ્રાસનમાં બેસો તો તમારું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ ખૂબ જ સારું એવું થઈ જશે બીજી વાત કરીયે આપણે તાકાતવાળા આસનની તો તાકાતવાળા આસનમાં આપણે સંપૂર્ણ સૂર્યનમસ્કાર કરી શકીએ કારણ કે યોગનું જે સૂર્યનમસ્કાર છે એનાથી આપણાને ઘણી એવી તાકાત મળતી હોય છે ને સાથે સાથે લચકપણું તો મળતું જ હોય છે પરંતુ લચકપણાની સાથે તાકાત પણ એટલી જ જરૂરી છે તો સૂર્યનમસ્કાર જે યોગામાં આપણે કરવામાં આવતું હોય છે તે ખૂબ જ તાકાત આપતું એક સૂર્યનમસ્કાર છે કે એ એક બે આપણે સૂર્યનમસ્કાર કરીએ તો તેના ઘણા ફાયદાઓ છે બીજી વાત કરીએ શીર્ષાસન તો તમારા જે માથાના બલ પર તમારો આખા શરીરને તમારે જે ઉચકવાનું હોય છે આખું વજન તમારા માથાના બલ પર હોય છે તો તેનાથી કહેવાય છે કે મજબૂતાઈ તમારું મનોબળ ખૂબ જ મજબૂત હોય તો જ આ વ્યક્તિ શીર્ષાસન કરી શકે કારણ કે શીર્ષાસન કરવું એકદમ સહેલું નથી આખા બોડીનું વજન તમારા માથા પર લેવું તો એના માટે ખૂબ જ તાકાતની જરૂર હોય છે અને સાથે સાથે તમારું મન પણ એટલું જ સ્ટ્રોંગ હોવું જરૂરી છે